મારી પાસે કેનોન કંપનીનો ડી એસ એલ આર કેમેરા છે અને ફોટોગ્રાફી કરવી મને બહુ જ પસંદ છે હું જ્યારે પણ બહાર જતો હોઉં છું ત્યારે મારી પાસે ચોક્કસ આ પ્રકારના કેમેરા રાખું છું જેથી આવી સારી યાદોનો સંગ્રહ કરી શકું ફોટો લેવાનો શોખ છે મને એમાં પણ ખાસ કરીને પંખીઓ પતંગિયા અને જંગલી પશુઓના ફોટોગ્રાફ્સ લેવાની આદત છે આ ફોટો લેવા માટેનો મારો ખાસ ઉદેશ્ય એ છે કે ભવિષ્યમાં હું ફોટો ગેલેરી એક્જિબિશન કરવા માગું છું હાલમાં આવા ફોટોની બજારમાં ઘણી એવી સારી માગ છે અને તેની ઊંચી કિંમત વળતરમાં મળી શકતી હોય છે પતંગિયાના ફોટોગ્રાફ્સ પંખીઓના ફોટોગ્રાફ્સ દોડતા ધોડાઓના ફોટોગ્રાફ્સ લોકો પોતાના બેઠક રૂમને સજાવવા માટે કરતા હોય છે આવા ફોટો બજાર બજારમાં સરળતાથી વેચાઇ જતા હોવાથી મેં ફોટોગ્રાફ્સ માટે આવા ફોટોની પસંદગી કરેલી છે